મને કેરમની રમતમાં બહુ મજા આવતી હતી એ કેરમમાં એકચ્યુલિ આ બ્લેક એન્ડ વ્હાઈટની જે કૂકરી આવે ને એને અમે સરખી રીતે ગોઠવીએ અને બ્રેક કર્યા પછી એને અમુક પોઝિશનમા લાવવાની કરામત છે જેથી કરીને મેક્સિમમ કુકરીઓ એટ એ સિંગલ એક સિંગલ શોટમાં લઈ શકો એની મેં માસ્ટરી કરેલી હતી એને છેલ્લે સુધી લગભગ પાંચ કે છ કૂકરી તો હું લઈ શકતો પ્લસ આમાં બીજી રમત છે ચેસ ચેસમાં તો બહુ ધીરજ અનેક પેસન્સ માગે છે એમાં તો કલાકો નીકળી જાય એ પણ મેં સારી એવી પ્રેક્ટિસ કરીને રમેલો હું અને ઘરમાં તો આમ છોકરાઓ સાથે લુડો ને એ બધી ગેમ રમવામાં નાના છોકરાઓ સાથે મેં ટાઈમ પસાર કરેલો અને અત્યારે તો બસ એને યાદ કરીને મજા કરીએ છીએ